જે લોકો રસોઈ કરે છે તેમને તેમને કામમાં ચોકસાઇ ખૂબ ગમે છે તો કેટલાકને કામ કરવું ખૂબ ગમે છે કાંતો કેટલાકને શાકભાજી કેવી રીતે કાપવી તે ખૂબ ગમે છે મને એમાંથી ગમે છે શાકભાજી કાપવી તેને કેવી રીતના રાખવી અને બનાવ્યા પછી રસોડામાં સફાઇ કરવી આ કામો મને ખૂબ ગમે છે એમાં હવે રસોઈ બનાવીએ આપણે તો સૌથી પેલા તો આપણે મરચાં કાપવા પડે આદું કાપવું પડે લસણ છોલવું પડે આ રીતના કેટલાક અગત્યોના કામો કરવા પડે જો આપણે આ કામો નઇ કરીએ તો રસોઈ સરખી બનતી નથી અને ઉતાવળ થાય છે જો રસોઈ સારી રીતે અને સારી બનાવી હોય તો ઉતાવળ કરવાની જરૂર પડતી નથી તેથી પહેલેથી આપણે શાકભાજી કાપી રાખવું જોઈએ અને જેમ તાજું શાકભાજી કાપીએ તેમ તેનો સ્વાદ પણ વધારે સારો આવે તેમાં મસાલા તૈયાર કરતી વખતે તેમાં આખો મસાલો જેમકે તજ લવિંગ એલચી જીરું આ દરેક મસાલાને શેકીને તૈયાર કરવા જોઈએ આમ કરવાથી મસાલાનો સ્વાદ ઉભરાઈને આવે છે તે માટે આપણે હંમેશા મસાલો તૈયાર કરવો જોઈએ તો આવા કામો કરવાથી ઘણા ફાયદાઓ થાય છે તો સૌથી પહેલા તો આપણે રસોઈ તૈયાર કરીએ તો પહેલાં તો વાસણ માંજવા જોઈએ બરોબર વાસણ માંજયા પછી તેમને સારા ચોક્ખા વાસણો કરીને તેમાં આપણે શાકભાજી કાપવું જોઈએ તો સૌથી પહેલા તો આપણે શાકભાજીનો લીલો મસાલો તૈયાર કરવો જોઈએ તે પછી આપણે લીલો મસાલો તૈયાર કરીને તેને આદું લસણની ચટણી તૈયાર કરવા માટે તે તૈયારી કરવી જોઈએ આ રીતના કરવાથી આપણો ઘણો ટાઈમ બચે છે અને ઉતાવળ પડતી નથી તેથી સારો સ્વાદ આવે છે ઘણાં લોકો શું કરે છે કે તૈયાર રાખી મૂકે છે તેથી તૈયાર રાખી મૂકે છે તેથી તેમને તકલીફ પડે એ છે કે સ્વાદ નથી આવતો એવું કરવા માટે મસાલા તૈયાર કરવા પડે છે અને ઘણા મસાલાઓ તૈયાર કરવા પછી તેમને પ્રીપેર કરવા પડે છે આવું કરવાથી ઘણા ફાયદાઓ થાય છે ગુજરાત મને ગુજરાતી ખાવાનું ખૂબ ગમે છે ગુજરાતી ખાવાનામાં કેવું કઢી ખીચડી શાક રોટલી અથાણું ચટણી અવું બધું હોય છે આવું બધું ખાવાથી શરીરને પણ ખૂબ ફાયદો થાય છે અને શરીરમાં કંઈ તકલીફ પણ આવતી નથી તેમાં તો મને દાળ ભાત રીંગણનું શાખ બાજરાનો રોટલો લસણની ચટણી આવું ખૂબ ગમે છે તો બાજરા રીંગણનું ભરતું બનાવા માટે સૌથી પેલા તો મોટો રીંગણ લેવામાં આવે છે તે પછી તેને શેકવામાં આવે છે શેકયા પછી તેને ઉપરની છાલ કાઢીને ચોક્ખું કરવામાં આવે છે આવું કરવાથી ઘણા ફાયદાઓ થાય છે તેને શેકીને તેલ લગાવીને તેને ચૂરો કરવામાં આવે છે આવું કર્યા પછી લસણ છોલવાનું આદું છોલવાનું મરચાં વા ચટની વાટવાની અને તેને સાઈડ પર તૈયાર કરવામાં આવે તે પછી કાંદા અને ટામેટાંને કાપવામાં આવે છે કાંદાને એવું છે કે કાંદા આપણે જેવા કાપીએ તે પ્રમાણે તેનો સ્વાદ બદલાય છે લાંબા કાપીએ તો અલગ સ્વાદ આવે ગોળ કાપીએ તો અલગ સ્વાદ આવેને ઝીણા કાપીએ તો અલગ સ્વાદ આવે એ રીતનું કરવામાં આવે છે અને તેટલું કર્યા પછી કઢાઈમાં તેલ લેવાનું તેલમાં રાઈ જીરું નાખવાનું અને રાઈ જીરું નાખીને તેમાં લસણની ચટની અને આદુની ચટની નાખવાની તે પછી તેમાં હળદર લાલ મરચું હિંગ આટલું નાંખીને તેમાં આપણે રીંગણનું ભરતું નાખવાનું અરે સોરી રીંગણનું ભરતું નહીં કાંદો નાખવાનો કાંદો નાખીને તેને ચળાઈ દેવાનો અને તે પછી તેમાં ટામેટું નાખવાનું ટામેટું ચડી જાય તે પછી આપણે એમાં રીંગણ નાખીને ઉકાળી લેવું તે પછી આપણે બાજરાનો લોટ બાંધવા માટે બાજરાનો લોટ લેવાનો પાણી લેવાનું ઘી લેવાનું આટલું મિક્સ કરીને બાજરાનો લોટ બનાવામાં આવે બાજરાનો લોટ બની જાય તે પછી બાજરાનો લોટ બની જાય તે પછી તેને લુવા વાળીને ચૂલા પર શેકવામાં આવે તો બહુ મસ્ત લાગે મને ચૂલા પર શેકેલું બહુ ભાવે મને આવું કરવાથી ખાવા વાળાને પણ મજા આવે અને બનાવવાવાળાને પણ મજા આવે અને આવું થઈ ગયાં પછી કેટલાંક લોકોને સફાઇ કરવી ગમતું નથી પણ મેં આમાંથી આનો ખૂબ વિરોધી છું જો રસોડું ચોક્ખું રહે તો આપણને કામ કરવાનું પણ ગમે અને હાઇજેનિક પણ લાગે રસોડું સાફ કરવા માટે બની ગયાં પછી પહેલા તો બધું કચરો વાળી લેવો વાળી લેવા પછી તેમાં પાણી છાંટીને સાબુવાળું કરીને બરાબર ઘસીને સાફ કરી નાખવાનું આવું કરવાથી સાફ કર્યા પછી આપણે કટકાથી પાણી મારી દેવાનું પાણી મારીને કટકો મારી દેવાનો આવી રીતે કરવામાં આવે છે